ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક ઓળખ બનાવવામાં ગુજરાત રાજ્યનો ગુજરાત રાજ્યએ ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે ગુજરાતની ગુજરાતી ભાષા સમગ્ર વિશ્વસ્વ વિશ્વમાં આજે પ્રચલિત છે જયારે ગુજરાતી ભાષામાં દરેક દરેક વિશ્વના દરેક ખૂણામાં ગુજરાતીઓ વસે છે જેઓએ ગુજરાતી ભાષા અને ગુજરાત રાજ્યને ખૂબ જ પ્રોત્સાહન અને વિશ્વભરમાં વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક ઓળખ બનાવવામાં જયારે મુખ્યત્ત્વે ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ પોતાની ગુજરાતી ભાષા ઉપર ગર્વ અનુભવે છે અને બીજા પણ ઘણા બધા લોકો ગુજરાતી ભાષાથી પ્રેરાય છે અને ગુજરાતી ભાષા શીખવાનો પ્રયત્ન કરવામાં આવે છે